મારી ભાષા સિવાય કોઈ અન્ય ભાષાનું પુસ્તક વાંચ્યું છે હવે એ મારી ભાષા કરતાં થોડું અઘરું લાગ્યું છે અને એના અનુવાદ માટે ડિજિટલ એવી કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ છે જેના વડે આપણે તેનું ભાષા કરીસ ભાષાંતર કરી શકીએ છીએ અમારી ભાષા ગુજરાતીનું એ એવું એક પુસ્તક છે જે જગતમાં સૌ કોઈએ વાંચવા જોઈએ તો એ છે જગતનો નાથ કે જેના લેખક કનૈયાલાલ મુનશી છે એમણે એ નવલકથા લખી જે બીજું નામ એનું મોરપીંછ તરીકે પણ ઓળખાય છે એમણે એ નવલકથામાં ગુજરાત સામ્રાજ્યમાં પાટણની પ્રભુતા પર ઈતિહાસ લખ્યો હતો એમાં પૂરેપૂરો એવો ગુજરાતનો ઇતિહાસ તેમણે લખ્યો હતો અને એ ગુજરાતનો નાથ પુસ્તકમાં કનૈયાલાલ મુનશીએ જે રીતે લખાણ લખ્યું હતું એ સૌ કોઈ વાંચે તો તેમનામાં કરુણતા હાસ્ય હૃદયને કંપ પકડી લે તેવી અનેક વાતો છે જે પુસ્તક વાંચતાં આપણી નજરો સામે દૃશ્ય દેખાય છે જેમાં જાણવા જેવું શીખવા જેવું ઘણી બધી એવી વસ્તુ છે જે જગતમાં સૌ કોઈએ વાંચવી જોઈએ ગુજરાતના ઇતિહાસમાં એ એક રાજાની પ્રભુતા પાટણની પ્રભુતા પર કનૈયાલાલ મુનશીએ લેખ લખ્યો હતો એ પછી બીજો એક છે તે છપ્પનિયો જે છપ્પનના દુકાળ પર લખાયેલી કરુણતા સભર એક વાર્તા છે જેના લેખક છે પન્નાલાલ પટેલ પન્નાલાલ પટેલે છપ્પનના દુકાળ પર લખાયેલી કરુંણ સભર વાર્તામાં એ સમયે પડેલા દુકાળની કરુણા સભર વાર્તા છે એ સમયે પડેલા દુકાળ પર પન્નાલાલ પટેલે એ ને એ નવલકથામાં એવું લખ્યું છે કે જેના કારણે લોકો વાંચતાં કરુણતા અને એ વાંચતાં નજરની સામે દૃશ્ય આવી જાય તે રીતનું લખાણ છે જે જગતમાં સૌ કોઈએ વાંચવું જઈએ